મેં અત્યાર સુધી કોઈ પણ પ્રાદેશિક રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત કોઈપણ ફોટોગ્રાફી સ્પર્ધાઓમાં ભાગ લીધો નથી અને હા હું તેવી સ્પર્ધાઓમાં ભવિષ્યમાં છે એમાં ભાગ લેવા માંગુ છું કારણ કે આવી બધી સ્પર્ધાઓ દ્વારા છે એ આપણે આપણી ફોટોગ્રાફી સ્કિલને છે એ ખૂબજ સારી રીતે છે એ નિખારી શકીએ છે અને આવી બધી સ્પર્ધાઓમાં ભાગ લેવાથી એ થતું હોય છે કે આપણે નવા નવા લોકોને મળતાં હોઈએ છીએ નવા નવા ફોટોગ્રાફર્સ છે એ આપણા કોન્ટેક લિસ્ટમાં આવે છે જેથી કરીને આપણને એક નવોજ અનુભવ પ્રાપ્ત થાય છે અને અને આવી સ્પર્ધાઓમાં જનરલી બનતું એવું હોય છે કે આવી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે મોસ્ટ ઓફ તો ઓનલાઈન ફોમ આવતું હોય છે તેને ફિલઅપ કરવાનું હોય છે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ એમાં ડેટ આપેલી હોય છે એ ડેટ પર તે સ્પર્ધાનું આયોજન થતું હોય છે હવે આવી સ્પર્ધાઓમાં ત્યાંને ત્યાં સ્પર્ધામાં ફોટા ક્લિક કરવાનું એવું કશું હોતું નથી ફોટા તમારા જે હોય છે એ તમારે ને સબમિટ કરાવવાના હોય છે અને સબમિટ કરાવ્યા બાદ તે ફોટાઓ જે પણ કોઈ જજ કે કોઈ છે તો તે લોકો તે ફોટાઓને જુએ છે અને ત્યારબાદ તેના ઉપરથી નક્કી કરવામાં આવે છે કે કોના કેટલા સારા ફોટાસ છે હવે આવી ફોટોગ્રાફી સ્પર્ધાઓ છે અલગ અલગ ભાગમાં વિભાજિત હોય છે જેમકે બધાને અલગ અલગ ફોટોગ્રાફીનો શોખ હોય છે જેમકે અમૂકને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો શોખ હોય છે અમૂકને ફેશન જે આઇડલ્સ હોય છે એમની ફોટોગ્રાફીનો શોખ હોય છે અમૂકને કોસ્મેટિક્સ કે કોઈપણ પ્રકારની જાહેરાતોમાં ફોટોગ્રાફીનો શોખ હોય છે તો આ ફોટોગ્રાફીની સ્પર્ધાઓ છે એ અલગ અલગ વિભાગોમાં વહેંચાયેલી હોય છે કે કઈ સ્પર્ધાના આધારે મતલબ જેતે વિભાગોના આધારે સ્પર્ધાનું જે આયોજન થતું હોય છે અને મેં હજુ સુધી આવી રીતે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો નથી પણ હા જો મને તક મળશે તો હું જરૂરથી આવી સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છું છું જેથી કરીને મારી ફોટોગ્રાફી સ્કિલ છે એ ઇમ્પ્રુવ થાય હું ઘણા એવા સારા ફોટોગ્રાફર છે એના કોન્ટેકમાં આવું જેથી કરીને મારું જે વિઝન છે ફોટોગ્રાફી પ્રત્યેનું એ પણ ખૂબ જ વધે